ઓનલાઈન બુકિંગમાં ઘણા જ ટેકનિકલ ઈશુ ઘણી વાર આવે છે જેના કારણે બુકિંગ થતું નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તેના માટે સુધારા કરવા માટે તો પહેલાં તો સ્થિતિ છે એ સામાન્ય કરવી પડે અને પ્લસ કે પેમેન્ટ મેથડ છે એમાં ફેરફાર કરવા પડે જેથી કરીને ઝડપથી રિફિલ બુક થઈ જશે અને એના માટે યુપીઆઈ છે એ બેસ્ટ ઓપ્સન છે અમારા પાસે ક્રેડિટ કાડ ડેબિટ કાડ છે એ નથી ચાલતા તો એ પણ એક સુધારો કરો એવી નમ્ર વિનંતી